હવે આપણે વાત કરવી છે બિઝનેસ સાથે સંકળાયેલા વ્યવસાયની હવે આજના સમયમાં જે બિઝનેસની વાત કરવી અને નવું સ્ટાટઅપ કરવું એ ખૂબ જ અઘરું છે કારણ કે જે જુના બિઝનેસ ચાલી રહ્યા છે એ સમજો કે એક ખૂબ જ સેટ અપ છે અને સારા લોકેશનમાં ચાલી રહ્યા છે જ્યારે પણ આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો સૌ પ્રથમ તો આપણને એટલું ગાઈડન્સ હોવું જોઈએ કે આપણે કેવી રીતે આપણાં બિઝનેસને આગળ વધારી શકીશું અને કેવી રીતે આગળ ડેવલોપિંગ કરી શકીશું અને કેવી રીતે આગળ વધુમાં વધુ વધારી શકીશું જ્યારે આજના સમયમાં કેવું છે કે દેખાદેખી દરેક લોકો બિઝનેસ કરી રહ્યા છે એવું ના હોવું જોઈએ બિઝનેસ કેવી રીતે કરાય જ્યારે બિઝનેસ કરવાનો હોય ને એના પાંચ છ મહિના પહેલાં તો આપણે પ્રી પ્લાનિંગ કરવું પડે પ્રી તૈયારી કરવી પડે કે ભાઈ આપણે બિઝનેસ કેવી રીતે કરવાનો છે દરેક જગ્યા પરથી માહિતી ભેગી કરવી પડે અને એનું સ્ટડી કરવું પડે એનો અભ્યાસ કરવો પડે ત્યારબાદ આપણે બિઝનેસમાં ઊતરીએ તો ખરેખર બિઝનેસ ખૂબ સારી રીતે આપણે કરી શકીએ છે કરી શકીએ છીએ અને સક્સેસફૂલી થઈ શકે છે હવે હાલમાં જોઈએ આપણે કે ગોલ્ડ છે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડમાં અત્યારે એટલો બધો ભાવ વધી રહ્યો છે કે જે દરેક વ્યક્તિ માટે લેવું ખૂબ અઘરું છે અને એનાં કારણે વેપારીને પણ ફાયદો થવો અઘરું છે કારણ કે કસ્ટમર જ નહીં આવે તો વેપારીને ફાયદો કેવી રીતે થશે જ્યારે કસ્ટમર આવશે ત્યારે વેપારીને ફાયદો થશે અને કસ્ટમર ક્યારે આવે છે કોઈપણ ફેસ્ટિવલ હોય માનો કે ગણપતિ છે નવરાત્રિ છે દિવાળી છે નવું વર્ષ છે એ કોઈક પ્રસંગ હોય કે કોઈનાં ઘરે લગ્ન પ્રસંગ છે એવું કંઈ પણ હોય ત્યારે ફેસ્ટિવલ હોય ત્યારે જ આ ગોલ્ડનું વેચાણ ખૂબ જ મોટા પાયા પર થતું હોય છે ત્યારે પણ એમાં પણ હવે ભાવ વધવાનાં કારણે વેપારીને ઘણો બધો ફાયદો નથી થતો હોતો અને ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે જૂના વ્યવસાય છે ફૂડના થઈ ગયા કે કોઈપણ હોય જે લોકોના જૂના વ્યવસાય સારાં લોકેશનમાં છે તે લોકોના જ હાલમાં અત્યારે સક્સેસફૂલી ચાલી રહ્યા છે બાકી અત્યારે જે કોઈપણ નવા વ્યવસાય સાથે સંકળાઈ રહ્યા છે એ લોકો ટોટલી લોસમાં ચાલી રહ્યા છે કારણકે માર્કેટિંગ ની દૃષ્ટિએ જોઈએ તો ખૂબ જ અત્યારે બિઝનેસ કરવો એ ખૂબ ટફ લેવલની વાત ગણવામાં આવી રહી છે કારણકે ઈકોનોમી તેમજ આપણે વાત કરીએ મોંઘવારીની એ ખૂબ જ આજના સમયમાં છે એટલે બિઝનેસમાં ટકી રહેવા માટે પણ આપણે એક કોમ્પિટિશન ઊભી કરવી પડે છે માનો કે અત્યારે એક હોટલ ચાલી રહી છે તેમાં એકસો વીસ રૂપિયાની ડીસ મળે છે અને એની સામે જ સો રૂપિયાની ડીસ મળે છે તો એકસો વીસ અને સોની ડીસ એટલે કે વીસ રૂપિયાનો ડિફરન્સ આવે તો સામેવાળો વ્યક્તિ વીસ રૂપિયાના ડિફરન્સમાં જશે અને એકસો વીસ વાળાનું જે છે એમાં એને બિચારાને થોડું લોસ જશે કારણકે પેલો સો રૂપિયાવાળો વ્યક્તિ છે તેને પણ કંઈ એટલો બધો ભરપુર પ્રમાણમાં ફાયદો નથી થવાનો કે જે એકસો વીસવાળાને થાય છે કારણકે આજે જુઓ તો તમે શાકભાજીના પણ શાકભાજીના ભાવ પણ છે તેમજ કોઈપણ પ્રકારનો ભાવ આપણે જોઈએ તો આજે કપડાંની ખરીદી કરવી હોય તો પણ આપણે વિચાર કરવો પડે કારણકે કપડાંની ખરીદીમાં પણ ખૂબ જ ભાવ છે અને દરેક પ્રકારની હું વાત કરું તો આજે પેટ્રોલ ડીઝલ દરેક પ્રકારના ભાવ ખૂબ વધી ગયા છે તો વ્યવસાય કરવા માટે ખુબ અઘરી બાબત છે અને ખુબ ટફ છે અને જો તે છતાં પણ આપણે વ્યવસાય કરવા માંગતા હોય તો આપણે વ્યવસાય માટે ખૂબ પ્રી પ્લાનિંગ કરવું પડે પાંચ છ મહિના પહેલાં આપણે એની માહિતી ભેગી કરવી પડે અને પાંચ મહિના પહેલાં આપણે ખૂબ એવી તૈયારી કેવી પડે ઊંડાણપુર્વક ડીપમાં જવું પડે કે આપણે આ વ્યવસાય કરીશું આ તો આગળ જતાં આપણને શું ફાયદો થવાના છે શું ખોટ જશે શું નફો થશે આપણને ખબર હોવી જોઈએ કે આપણે આ કામ કરીશું તો આપણને આટલો લોસ છે આટલો ફાયદો છે આટલા પ્લસમાં જઈશું અને એ જ આપણે આજના સમયમાં શું કરી રહ્યા છીએ કે આ મારા મિત્રએ આજે હોટલ ખોલી બે કરોડની તો મારે પાંચ કરોડની હોટલ ખોલવી જ પડે કેમ ના ખોલું અને એ દેખાદેખી કાર્ય કરી રહ્યા છે મારી હું આ માધ્યમથી મેસેજ આપવા માંગુ છું માગું છું કે આપણે એ દેખાદેખી કાર્ય ના કરવું જોઈએ જ્યારે આપણે સંપૂર્ણ રીતે સક્ષમ હોય સપૂર્ણ માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોય અને બધું જ આપણી પાસે જાણકારી હોય ત્યારે આપણે વ્યવસાયમાં આગળ વધી શકીએ છીએ કારણકે અત્યારે વ્યવસાયમાં ટકી રહેવું એ ખૂબ જ ટફ લેવલની બાબત ગણાય વ્યવસાયમાં ટકી રહેવા માટે ખૂબ જ ક્ષમતા આપણી હોવી જોઈએ અને વ્યવસાય માટે આપણને આપણામાં એજ્યુકેશન હોવું ખૂબ જ જરૂરી છે એજ્યુકેશન વગર વ્યવસાય કરવો એ ખૂબ જ અત્યારના સમયમાં અઘરી બાબત છે કારણકે આપણને વ્યવસાય કેવી રીતે કરવો એ જ ન ખબર હોય ને અને આપણે વ્યવસાય ચાલુ કરીએ તો એમાં ડેફિનેટલી આપણે સમજી શકીએ છીએ કે એમાં આપણને લોસ જ જવાનો છે એમાં કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી અને એવું મારુ વ્યક્તિગત માનવું છે અને આજે વાત થઈ ગઈ હોલસેલરની તો હોલસેલરમાં આવી ગયું સાડી આવી ગઈ બાંધણી આવી ગઈ બધું અલગ અલગ પ્રકારની જે વેરાયટીઝ બધા વેપારીઓ વેચતા હોય છે તેમાં પણ તે લોકોને પણ આજે ઘણો બધા અંશે ફાયદો નથી થતો હોતો એનું કારણ છે કે ક્યારે ફાયદો થાય છે કે એ લોકોને જ્યારે કોઈપણ તહેવાર કે લગ્નપ્રસંગ કે કંઈ પણ આવે માનો કે નવરાત્રિ આવે દિવાળી આવે કોઈપણ ફેસ્ટિવલ આવે કે કોઈનાં ઘરે લગ્ન પ્રસંગ છે કે ગમે તેવું કોઈ પણ કાર્યક્રમ છે ત્યારે એ લોકોને ફાયદો થતો હોય છે બાકી આખું વરસ એ લોકો લોસમાં જ જતો હોય છે કારણકે મોંઘવારી એટલી વધી ગઈ છે કે વેપારીઓને પણ બિઝનેસ કરવો એ એ લોકો માટે પણ એક પડકાર સમાન છે આજના સમયમાં

એ જૂના લોકેશનમાં જે લોકોનું ખાણીપીણીનું ચાલી રહ્યું છે એ લોકોનું જ ચાલી રહ્યું છે પરંતુ અવે નવાં લોકેશનમાં આપણે કરવા જઈએ અને આપણે નવાં લોકેશનમાં આપણે જોયા વગર કરીએ ને ત્યાં કોલેજ કે કોઈપણ ફરવાલાયક લોકેસન સ્થળ ના હોયને આપણે હોટેલ ખોલી હોય તો એ પછી કેવી રીતે ચાલવાની છે એ ટોટલ લોસમાં જ જવાનું છે જ્યારે જૂના લોકોનું જે ખાણીપીણીનું છે જેનું પ્રખ્યાત છે તે લોકોનું હાલમાં ચાલી રહ્યું છે પરંતુ જે નવા લોકો અત્યારે જે ટ્રેન્ડિંગમાં કામ કરી રહ્યા છે જે લોકોને કામ કરવાની ઈચ્છા છે પરંતુ તે લોકો પ્રોપર પ્રી પ્લાનિંગ કરીને પ્રોપર એજ્યુકેશન પ્રોપર સ્ટડી કર્યા વગર અભ્યાસ કર્યા વગર જો વ્યવસાયમાં ઝંપલાવશે તો એ મારું નિશ્ચિતપણે માનવું છે કે એમને સ્ટડી કર્યા વગર કોઈ પ્રકારનો ફાયદો થવાનો નથી હાં જે લોકો સ્ટડી કરીને કરશે જે લોકો પ્રોપરલી એજ્યુકેશન લઈને કરશે અને જે લોકો પ્રોપરલી સમજીને કામ કરશે તે લોકો ડેફિનેટલી આજે નહીં ને બે વર્ષે પણ આગળ જવાના છે ને વધશે અને વધશે અને આમાં મેટર કરે છે જો તમારે બિઝનેસ કરવો હોય તો મેટર ખાસ કરીને મેટર કરે છે લોકેશન કે લોકેશન તમે કયા લોકેશનમાં તમારો બિઝનેસને ઓપન કરી રહ્યા છો લોકેશન સારું નહીં હોય તો તમારો બિઝનેસ બિલકુલ ચાલવાનો નથી એ બિલકુલ લોસમાં જ છે એટલે મારો આ માધ્યમથી એક મેસેજ છે કે તમે જ્યારે પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માગતા હોય તો ત્યારે સૌપ્રથમ પહેલાં તમે ચેક કરો કે લોકેશન કયું સારૂં છે જગ્યા જુઓ ત્યાં પબ્લિકની અવર જવર જુઓ પબ્લિક કેટલું વિઝિટ કરે છે કેટલું પબ્લિક આપણી હોટેલ આપણું રેસ્ટરોરન્ટ કે આપણી દુકાન એક્સ વાય ઝેડ કોઈપણ હોય એ કેટલી વિઝિટ કરી શકે છે આવતા જતાં કેટલી પબ્લિક આપણી દુકાનની વિઝિટ કરી શકે છે કેટલા લોકો જોઈ શકે છે એ રીતના લોકેશનમાં સારા લોકેશનમાં સારું કાર્ય જો તમે કદાચ સ્ટાર્ટઅપ કરશો તો તમને આવનાર સમયમાં ફાયદો થશે બાકી લોકેશન વિધઆઉટ લોકેશન તમે કાર્ય કરશો તો એમાં નિષ્ફળતા મળવાના ચાન્સીસ ચાન્સીસ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન છે